હલો હું પ્રિયા જોશી વાત કરું છું મારે મારા સરકારી કામ માટે આધાર કાર્ડની જરૂર છે પણ મારું કાર્ડ છે ને ક્યાંક મુકાઈ ગયું છે તો મારે એની બીજી કોપી જોઈએ છે તો એ મને ઓનલાઈન મારે કાઢવું હોય તો એની પ્રોસીજર શું છે અને અને એ મને કેટલા સમયમાં પાછું મળી શકશે એ મને જણાવો